હલો નમસ્કાર પંડિતજી જય શ્રી કૃષ્ણ તમે ફ્રી હોય તો હું તમારી સાથે એક વાત કરી શકું મારા મનમાં એક પ્રશ્ન છે આજે મેં મહાભારતમાં જે સમુદ્ર મંથનની કથા આવે છે એનાં વિશે જાણ્યું પણ મારે એ કથા વિશે થોડુંક ઊંડાણપૂર્વક સમજવું છે કે એ કથાનો મૂળ ઉદ્દેશ્ય શું હતો અને એમાંથી શું શું પ્રાપ્ત થયું તું એ બધું તો શું તમે બતાવી શકશો

ઓહો ચૌદ રત્ન

હા હા હા અચ્છા એવું ઓહો હા હા ઓહો મતલબ કે ભગવાને બી વરાહ અવતાર ધારણ કર્યો એટલા માટે કર્યો હતો અચ્છા ઓહો

એ કદાચ મારા વાંચવામાં આવ્યા એ પ્રમાણે કદાચ સૂર્ય ભગવાનને ચંદ્ર ભગવાને જ એવું કીધું હતું કે આ દૈત્ય છે એમ હેં ને ઓહો બરાબર ખૂબ સરસ ખૂબ ખૂબ આભાર તમારો ખૂબ સુંદર રીતે તમે વર્ણવ્યું હા હા હા આભાર તમારો